હેલો હા હું છે ને નિર્જરી બોલું છું નિર્જરી માકંડ અને મને તમારો નંબર છે ને મારી એક ફ્રેન્ડ પાસેથી મળ્યો છે હું રેફરન્સ લઈને આવી છું અને હું છું તો ગુજરાતની જ પણ બહાર ફરવા બહાર ફરું છું તો હવે પાછી આવી છું અહીંયા ગુજરાતમાં તો મને મેં મારી ફ્રેન્ડને મસાજ માટે પૂછ્યું હતું ને એણે મને તમારો રેફરન્સ આપ્યો છે બીજા બધા ઘણા નંબર આપ્યા પણ તમારો ગૂગલ રિવ્યૂ તો બેસ્ટ કહે છે અને એણે પણ મને ખૂબ સારું કીધું છે કે ભાઈ તમે ટ્રસ્ટવર્ધી છો ને તમારા પર ટ્રસ્ટ કરી શકાય તો મને એક તો છે ને મસાજ વિશે જણાવો તમારા પાસે કયા કઈ ટાઇપના મસાજ છે ને એ બધું એના વિશે થોડી જાણકારી આપશો ઓકે ના ના અરે ના ના ના બસ એટલે જ કે ભાઈ અત્યારે આ બધું બહુ જરૂરી છે અને ટ્રસ્ટવર્ધી માણસો હોવા ને ટ્રસ્ટવર્ધી સર્વિસ મળવીને બહુ ઇમ્પોર્ટન્ટ છે અરે ના ના ચોક્કસ ચોક્કસ તો મને છે ને એક્ચુલી આયુર્વેદિક મસાજમાં વધારે ઇન્ટરેસ છે તો જો તમારાથી બને ને તો મને કાલની અપોઇનમેન્ટ કે એવું કાંઈ કરી આપશો પછી છે ને પછી મારું બાકીનાં ફરવાનું સિડયુલ નક્કી થાય એટલે હા હા મને સાડા બાર આપી દો એનાથી લેટ પાછું મારે શું પાછું ફરવાનાં સિડયુલમાં બધું તકલીફ થઈ જાય તો હું જો ફિક્સ જ હોય ને તો મારો આ જ નંબર છે તો તમે મને તમારું અડ્રેસ ને એ બધું મોકલી આપો તમને હું કાલે સવારે એકવાર કોન્ટેક કરીશ અને પછી તમારા મસાજ સેન્ટર પર હું પહોંચી જઈશ ઓકે ઓકે ઓકે ઓકે ઓકે થેન્ક યૂ થેન્ક યૂ બાય બાય